જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ છે એ સંત અને શૂરાની ભૂમિ તરીકે ઓળખાય છે જુનાગઢ છે એ પોતાના પ્રાચીન વારસા માટે પરંપરાગત વારસાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીંયાં ભારતનો બીજા નંબરનો પર્વત એટલે કે ગિરનાર પર્વત બિરાજમાન છે ગિરનારની ગોદમાં કેટલાય સંતો થઈ ગયા છે અને ભૂમિની વાત કરીએ તો ખૂબ જ પવિત્ર ભૂમિ છે અને આહાર અને આચરણની વાત કરીએ તો પણ ખૂબ જ પ્રવિત્ર છે જુનાગઢની જે ખાણીપીણીની વાત કરીએ તો અહીં જે દેશી ઢબ છે લોકોને દેશી ખાણું ખૂબ જ પસંદ છે અહીંયાં રોટલા છે તીખારી છે પછી ઢોકળા છે આવું બધી જે વાનગીઓ છે એ ઘણા બધા લોકો ખૂબ પસંદ કરે છે વિશેષમાં અહીંયાં વાત કરીએ તો જૂનાગઢનો જે કાવો છે એટલે કે કાવો એટલે કે કોઈને શરદી થય હોય કે કફ થયો હોય કે એવી નાની મોટી કોઈ તકલીફો હોય તો આ કાવો પીવાથી દૂર થાય જાય સવાલ એ છે કે કાવો બને કેમ તો કાવો છે એ સરસ પાણીને ગરમ કરી અને એમાં લીંબુ નાખવાનું પછી બીજા બધા ઘણા બધા મસાલાઓ નાખવાના અને જેથી કરીને શરદીમાં અને કફમાં અને ઉધરસમાં રાહત મળે એવું એક સરસ મજાનું એક હેલ્ધી આયુર્વેદિક પીણું છે જે જુનાગઢની જનતા ખૂબ પસંદ કરે છે ખાસ કરીને ચોમાસાના સમયમાં અને શિયાળાના સમયમાં જુનાગઢમાં ખૂબ જ કાવો છે અતિ પ્રિય અને અતિ લોકપ્રિય પીણું અહીંયાં છે વાત કરીએ જુનાગઢના લોકોના નાસ્તાની તો જુનાગઢની જે જનતા છે એ સવારના નાસ્તામાં વધારે ને વધારે ગાંઠિયા એટલે કે અલગ અલગ પ્રકારના જે ગાંઠિયાઓ છે આપણે જાણીએ છીએ કે લાંબા એટલે કે ફાફડી ગાંઠિયા છે ફાફડા ગાંઠિયા છે વણેલા ગાંઠિયા છે આવા ગાંઠિયાની જે અવનવી વેરાઈટીઝ છે એને સવારે નાસ્તામાં પસંદ કરે છે અહીંયાં દિગાભાઈ ગાંઠિયાવાળા જુનાગઢમાં જે વરસોથી જે દિગાભાઈના નામથી ગાંઠિયાની દુકાન પ્રચલિત છે ત્યાં ખૂબ લાંબી લાંબી લાઈનો સવારના પોરમાં ખાસ કરીને રવિવારે ખૂબ મોટી લાઈનો અહીંયાં ગીગાભાઈમાં ગાંઠિયા લેવા માટે લાગતી હોય છે ગીગાભાઈ ગાંઠિયામાં ગાંઠિયાની સાથે જે સરસ મજાનાં ભરેલા મરચાં આપે છે એ પણ અહીંની એક સ્પેશ્યાલિટી છે આ ઉપરાંત વિશેષ વાત કરીએ તો આજની જે હવેની જે ન્યુ જનરેશન છે એ ભલે એ લોકોને પણ ગાંઠિયા તો પ્રિય છે પણ ગાંઠિયાની સાથે સાથે આજકાલ સવારે નાસ્તાની વાત કરીએ તો દાળ પકવાન છે જે રાજકોટ સ્ટાઈલના દાળ પકવાન છે કે જુનાગઢના ટ્રેડીશનલ સ્ટાઈલના જે દાળપકવાન છે એ વાનગી પણ ખૂબ જ અત્યારે પ્રચલિત થતી હોય છે સામાન્ય રીતે દાળ પકવાન ખાવા માટે જુનાગઢના લોકો સર્કલ ચોકમાં જે દાળ પકવાનની ખૂબ જૂની પુરાણી રેકડીઓ આવેલી છે ત્યાં જતાં હોય છે આ ઉપરાંત જમવાની વાત કરીએ તો ગુજરાતી જમણ પણ ખૂબ જ પ્રખ્યાત છે અમારે અહીંયાં જૂનાગઢમાં રંગત રેસ્ટોરન્ટ છે પટેલ રેસ્ટોરન્ટ છે આવી ઘણી બધી ખૂબ સારી ગુજરાતી રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમે ખૂબ જ વાજબી ભાવમાં તમને ઘરથી પણ સારું જમવાનું મળી રહે છે આ ઉપરાંત આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે લોકો જે નાસ્તો કરવા માટે કે જમવામાં થોડું ફાસ્ટ ફૂડ અને પેલા ઉપર જતા હોય છે એમાં ઘણી બધી પંજાબી અને સાઉથ ઇંડિયન ખાણું પીરસતી હોટલો પણ છે જેમ કે સાગર રેસ્ટોરન્ટ છે સ્વાતિ રેસ્ટોરન્ટ છે દેશી પકવાન રેસ્ટોરન્ટ છે અને આવી જુનાગઢમાં ખૂબ જ સારી ઘણી બધી રેસ્ટોરન્ટ છે કે જેને કારણે જુનાગઢની જનતા છે ને ખૂબ જ સારું જમવાનું મળી રહે છે